યુવા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી અભ્યાસ કેવી રીતે મનોરંજક બનાવી શકાય તે હું બતાવીશ યુવા વિદ્યાર્થીઓને ટેક્નોલોજી અભ્યાસ કરવામાં એટલે ડિજિટલ બોર્ડ અથવા કે ગમે તે એપરોમન્સ ગમે તે ફ્લેક્સ દ્વારા એમને થ્રી જી માં બતાવવા માટે આવે છે તો એમાંથી એમને મનો મનોરંજક અને સારું રીતે અભ્યાસ ક કરી શકે છે અને ટેક્નોલીજીના માધ્યમથી ધારો કે કોઈ કસટટન બિલ્ડિંગ હોય તો એમાં દસ માળ પંદર માળ વીસ માળની બિલ્ડિંગ હોય તો એમાં આપણે મેજરમેન્ટ પ્રમાણે કેવી રીતે આપણે કામ કરી શકીએ તેઓ આપણે થ્રી જી થ્રી જી ટેક્નોલોજી દ્વારા બોર્ડ પર આપણે જોઈ શકીએ અને એમાંથી કોઈ કાર્ટ વસ્તુ કે આપણે કોઈપણ મનોરંજન માટે કાર્ટૂન છે એવા દરેક પ્રકારના એવા થ્રી જી માં કાર્ટૂન બનાવીને સમજી શકાય તેવા આપણે થ્રી જી વિડિયો દ્વારા આપણે જોઈ શકીએ અને વિદ્યાર્થીઓના માધ્યમથી વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી સરળતા પૂર્વક કોઈ પણ ઓનલાઇન ભણવાનું હોય તે ભણી શકે અને કોઈ પણ આન્સર ઓપ્શનનો આન્સર ન મળતો હોય તેવો આપણે ટેક્નોલોજી દ્વારા આપણે તેવો આન્સર ગૂગલમાંથી આપણે સર્ચ કરીને વાપરી શકીએ અને વિદ્યાર્થીઓ માટે જેટલું ટેકનોલોજી ટેકનોલોજીની મદદ થાય છે એમાં વિદ્યાર્થીઓને બહુ સારું રહે છે ધારો કે કોઈ પ્રકારનો પ્રોજેક્ટ હોય અથવા તો પ્રોજેક્ટ હોય તેઓ આપણે પ્રોજેક્ટ થ્રી જી દ્વારા થ્રી જી ટેક્નિકલ ઓફિસ ઓફિસ ફોટોગ્રાફિક દ્વારા આપણે તેમને થ્રી જી બતાવી શકીએ તો તેમાંથી એમને સરળ પૂરતું સરળતાપૂર્વક મનોરંજક તરીકે તે વિદ્યાર્થીઓ ભણી શકે એમાં વિદ્યાર્થીઓ માટે બહુ જ સારું છે ભણવાનું તો ટેકનોલોજી એ વસ્તુ એવી છે કે એમાંથી સરળતાપૂર્વક આપણે ટેકનોલોજી યુસ કરીએ તો વિધાર્થીઓને બહુ સારું રહે છે તેઓ ટેકનોલોજી એ વિદ્યાર્થીઓ માટે બહુ સારી સાબિત થાય છે તો આપણે કંસ્ટ્રસન કામ કરતા હોય તો આપણે પેલું થ્રી જી દ્વારા બતાવવા માટે આવે તો એમાં આપણને સરળતાપૂર્વક ઉપયોગ આપણે સમજી શકીએ એટલે ટેકનોલોજી એ બહુ સારું છે અને કોઈપણ ઓનલાઈન ગેમિંગ છે પછી મનોરંજન માટે કોઈ પણ મોબાઈલ દ્વારા આપણે યુઝ કરી શકીએ એ મોબાઈલમાં આપણે મનોરંજન કરી શકીયે ઓનલાઈન પરીક્ષા આપવી હોય કે પછી ઓનલાઈન ફોર્મ ભરવું હોય કે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટે આપણે ફોર્મ અરજી કરવી હોય તો આપણે મોબાઈલના માધ્યમથી કરી શકીએ એટલે ટેકનોલોજી જેટલો આગળ વધ્યું છે એટલું આ દેશના હર એક નાગરિકને સફળતાપૂર્વક સારું કરવાનું સારું કરવાની તક આપે છે અને ટેકનોલોજીના માધ્યમથી બધાં લોકો સરળતાપૂર્વક પોતાનું સમજી શકે છે કોઈ પણ વસ્તુ કે ચીજ આપણે ના ખબર પડતી હોય તો એમાં એ બધું ખબર પડી શકશે ટેકનોલોજી વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિ યુસ કરે તો એમાં એના સરળતાપૂર્વક ગમે તે રીતે જાણવા મળી જાય છે કે આમાં આવું થાય છે આ ઓપ્શન આપણે ક્લિક કરીએ તો આમાંથી આવું થશે ઓનલાઈન કરવું હોય તો શું કરવું પડે એ અંદર ઓપ્શન બધાં આપેલાં હોય અને આન્સર પણ આપેલાં હોય તો તેનાથી આપણને ખબર પડે છે